નમસ્તે આવો આવો બરાબર બેસો તમે હું તમને શાંતિથી સમજાવું છું હવે દસ પછી તો એવું છે ને કે આપણે ભણતાં હોઈએ આપણી ટકાવારી ઉપર બધું હોય કે હવે તમે માનો કે ઓછી ટકા થયા આગળ તમે ભણી શકો એમ નથી તો બેસ્ટ મોમેન્ટ આઈ ટી આઈ છે એમાં ઘણા બધા કોર્સ છે માનો કે તમે ફિટર અ ફિટર કરી શકો છો તમે વેલ્ડિંગનું કરી શકો છો તમે અ કોપાનું કરી શકો છો તમે એમાં ડીઝલ મિકેનિક આવે છે પછી ડ્રાઈવર મિકેનીકલ આવે છે ઘણા બધાં ટ્રીક્સ છે કે મને જે એકાદમાંથી તમે કોઈ પણ આઈટીઆઈનું એક વર્ષના કોર્સ છે બે વર્ષના છે ઈલેક્ટ્રીશિયનનાં બે વર્ષના છે ફિટરનાં બે વર્ષના છે એટલે તમે જે કોર્સ પૂરો કરો તો એનું તમને સર્ટી મળે પરીક્ષા આપો એટલે એ સર્ટી લઈને તમે કોઈ કંપનીમાં જયારે આની જાહેરાત હોય કે ભાઈ વેલ્ડર લેવા છે કે ફીટર લેવા છે કે આ તો તમે એમાં એપ્લાય કરી શકો એટલે તમને જેમ બને એમ જલ્દી નોકરી પણ તમને તમે જ કમાતા મતલબ થઈ જાવ એમ બરાબર નોકરી ગોતવાની જરૂર પડે નહીં કોઈ પણ એની જે હં તમે આઈ ટી આઈ પૂરું કરીને અગિયાર બાર કરવું હોય તોય છૂટ છે એમાં તો તમે પછી તમારા ઉપર છે તમે હવે સાઈન્સમાંથી તમારે કોમર્સ લાઈન લેવી કે

આર્ટ્સ આર્ટ્સ પણ તમે છેલ્લે એમ હોય તો એમાંય તમે અગિયાર બાર કરશો તો આથી બાર ધોરણ ઉપર જ વેકન્સીઓ હોય છે બરાબર માનો કે પોલીસમાં તલાટીમાં કલાર્કમાં સંરક્ષક છે બરાબર એવી બીજી ઘણી જાહેરાતો પડે છે કે જેમાં તમે આ ફોમ ભરી અને તમે ઇન્ટરીયુ આપીને આગળ વધી શકો પણ એને માટે તમારે ઘણી બધી મૌ અ લેખિત માટે તૈયારીઓ કરવી પડે જેમાં તમારે જનરલ નોલેજ જોઈએ એટલે મહેનત કરવી જોઈએ તમે અગિયાર બાર કરી શકો એના આગળ પણ તમે કોલેજ પણ કરી શકો બાર પછી તમે જે પુરુષો માટે નર્સિંગ કોર્સ છે એ પણ તમે કરી શકો આઈ ટી આઈ તમારા માટે બેસ્ટ છે તમે આઈટીઆઈમાં જયારે આપણે જૂન જુલાઈમાં જ આની જાહેરાત હોય છે આઈટીઆઈમાં આઈટીઆઈમાં તમે એપ્લાય કરી જુઓ તમને ઇન્ટરવ્યૂ કૉલ આવે એટલે તમને બોલાવવામાં આવશે તમારા જે સૌથી નજીકનો જે કોઈ આઈ ટી આઈ હોય ત્યાં તમને બોલાવવામાં આવે બરાબર અને તમારા માટે બેસ્ટમાં બેસ્ટ આઈ ટી આઇ જ છે આઈટીઆ કરી તમારે ભણવું હોય તે તમારા ઉપર આધાર છે બધો

ફી ના આઈટીઆઈમાં તો ફી ભરવાની આવતી નથી ઉપરથી તમને સ્ટાઈપન્ડ મળે હા તમને દર મહિને વિદ્યાર્થીને સ્ટાઈપન્ડ આપવામાં આવે છે ને હમણાં હમણાં તો અઅઅ સ્ટાઈપન્ડ પણ વધારવામાં આવ્યું છે બરાબર તેથી વિદ્યાર્થીનાં આવવા જવામાં સરળતા રહે એને ખર્ચો ઓછો પડે જે પાસ બાસ કઢાવવાના હોય એમાં પણ મદદ રહે એટલા માટે હવે તો સરકારે એમને ઉપરથી આ વિદ્યાર્થીને પૈસા આપીને ભણાવે છે એટલે એમાં કાંઈ ભરવાનું આવતું નથી ને એ તમારા માટે સારામાં સારો સ્કોપ છે

આઈ ટી આઈ આઈટીઆઈમાં તમારી રૂચિ બે વર્ષનો ફિટરનો કોર્સ આવે છે બરાબર એ પણ બેસ્ટમાં બેસ્ટ છે એ કોર્સનો ડીઝલ મિકેનીકલનો કોર્સ આવે છે જે પણ બેસ્ટ છે કે જેમાં તમે ડીઝલ મિકેનિકલ કર્યા પછી અને ઓએનજીસીમાં પણ તમારો પહેલો ચાન્સ રહે છે ડીઝલ મિકેનીકલનો ડીઝલ મિકેનીકલનો એસટીમાં પણ ચાન્સ રહે છે કે જે વર્કશોપ માટે અને માનો કે જેને ડીઝલ મિકેનીકલ કરી લીધેલું છે એ વર્કશોપમાં નોકરી કરે તો એને પ્રમોશનમાં ડેપો મેનેજર પણ બની શકે છે બરાબર એટલે તમારા માટે બેસ્ટમાં બેસ્ટ હા બરો ઓકે ભલે ભાઈ ભલે ભાઈ હા નેક્સ્ટ કામ હોય તો મળજો